મને ફૂલ ફળ અને શાકભાજીમાંથી ખાસ કરીને ફળ અને શાકભાજીના છોડ ઉછેરવાનું વધુ પસંદ છે કારણ કે અત્યારે બહારથી લાવવામાં આવતા ફળ અને શાકભાજી દવામાં પકવવામાં આવતાં હોય છે અને એવાં દવામાં પકવાતાં ફળ અને શાકભાજી ખાવાથી આપણાં શરીરને ઘણું નુકસાન થતું હોય છે અને ખાસ કરીને આવાં ફળ અને શાકભાજી ખાવાથી જ ઘણી બધી બીમારી ફેલાતી હોય છે તેથી જ મને ઘરે ફળ અને શાકભાજીના છોડ ઉછેરવાનું વધુ પસંદ છે કારણ કે તેમાં કોઇ દવા જેવી વસ્તુનો ઉપયોગ થતો નથી હોતો અને આપણે જાતે લા આપણે જાતે પકવેલાં ફળ અને શાકભાજીમાં કોઇપણ જાતનો ભેદભાવ હોતો નથી તેથી મને ઘરે ફળ અને શાકભાજીના છોડ ઉછેરવાનું વધુ પસંદ પડે છે